ભારતમાં ખેલાય એવું લોકપ્રિય રમતોમાં હોકી વોલીબોલ ફૂટબોલ ચેસ બેડમિન્ટન હુતુતુતુ પછી ક્રિકેટ મને સૌથી વધારે ક્રિકેટ ગમે છે ક્રિકેટના ખેલાડીઓમાં નરી કોન્ટ્રાક્ટર ચંદુ બોરડે વિજય હજારે પછી વિરાટ કોહલી રોહિત શર્મા પછી કેટલાક અમુક એ બધા ખેલાડીઓ છે એમાં સૌથી વધારે મને ક્રિકેટ બહુ ગમે ક્રિકેટથી મારું મગજ બધું ફ્રેશ થાય છે ક્રિકેટનો મને મેચ જોવાનો શોખ વધારે કોણ કેટલું રમ્યું કોણ સારું રમ્યું કોણ બોલિંગ કરી કોણે કોણે બેટિંગ કરી કોણે ફિલ્ડિંગ કરી એ મને વધારે ગમે મને હોકીમાં જ્ઞાનચંદ છે ચેસમાં ચેસમાં વિકાસ આનંદ છે જે કે છે પછી આમાં ક્રિકેટના બધા ઘણા ખરા ખેલાડીઓ છે જે તેમનું નામ કર્યા નામ પ્રમાણે બધામાં બધા નરી કોન્ટરકટર ચંદુ બોરડે વિજય હજારે સંજય માંજરેકર અને પછી વિરાટ કોહલી પછી રોહિત શર્મા યતિન શર્મા જે એ બધા ઘણા ઘણા ખેલાડીઓ મને ક્રિકેટનો શોખ વધારે પણ જ્યારે જોઉં ત્યારે ક્રિકેટ પહેલાં ટીવીનો જમાનો નહોતો ત્યારે રેડિયામાં મેચ આવતી હતી તો રેડિયોમાં સાંભળવા માટે હું સ્કૂલમાં ભણતો તો તે બહાર ઊભો રહીને બહાર બાંકડા પર મેચ મેચ સાંભળતો હતો એ વખતે રેડિયાનો શોખ રેડિયાનો શોખ હતું ત્યારે જમાનો અત્યારે ક્રિકેટમાં અત્યારે ટીવી આવી ગયું ઘણીવાર એ અમારે અહીંયા આ રૂમમાં રમવાની અહીંયા ક્રિકેટ અહીં મેં ટીવી છે આ ભાઈ એ અમારો પાર્ટનર છે યોગેશભાઈ એમનું ટીવી છે અમુક ને અહીંયા જોઉં અને અંદર અમારે હૉલ છે હૉલની અંદર બધાં ભેગા થઈએ તો અમે મેચ જોઈએ બધા પાંચ છો સાત આઠ જણા ત્યાં બેસીએ ટીવી આખો મેચ જોઈએ મેચ પતે નહીં ત્યાં સુધી અમે ત્યાં બેસી રહીએ ભલે રાત્રે દસ કે સાડા દસ જે થાય અમે બધા મેચનો આનંદ માણીએ અમને વધારે પ્રિય મેચ ક્રિકેટ છે